આમ તો ભારતમાં ઘણા ખરા વૈજ્ઞાનિકો છે પણ મારા સૌથી લોકપ્રિય વૈજ્ઞાનિકની વાત કરવા જઈએ તો એ વિક્રમ સારાભાઈ છે એમની સાથે ડૉક્ટર એપી જે અબ્દુલ કલામ છે જેને આપણે બહુ સારી રીતે ઓળખીએ છીએ અબ્દુલ કલામ સાહેબ શ્રી આપણા દેશના પ્રૅસિડેન્ટ પણ રહી ચુક્યા છે અને એમને આપણા દેશનાં સ્પેસ શટલ અને ઈસરોના ઘણા બધા પાયાના માનવીમાં રહેલા હતા મને જાણ છે ત્યાં સુધી ભારત દેશનું નામ ઊંચું લઇ જવા માટે એમનો ખૂબ મોટો હાથ રહ્યો હતો આથી ડૉક્ટર એ પી જે અબ્દુલ કલામ સાહેબ મારા ખૂબ લોકપ્રિય અને જાણીતા વૈજ્ઞાનિકમાંથી એક છે